અમદાવાદ જિલ્લામાં વાહન વ્યવહારમાં અમુક વિકલ્પ છે જ ધારો કે અ રેલવે છે એરપોર્ટ છે આપણે રસ્તા છે પછી ધારોકે એક્સપ્રેસ હાઇવે છે એ પ્રમાણે આપણે દૂર દૂર આપણે જો નજીકથી ને ટાઈમ ઓછો બચાવવા માટે ટાઈમ ઓછો જાય ને વ્યક્તિ સમયસર પહોંચી જાય એના માટે આ સ આ પરિઅ જાહેર પરિવહન છે ધારો કે એના પછી જે સ રસ્તાને સંકળાયેલા છે એ તે જે તે અલગ અલગ હોય કેમકે આનાથી ઈજ સહેલાઈથી તો આ રીતે જ એ પહોંચી શકે વાહનવ્યવહારમાં અને દરેક વસ્તુ દરેક વસ્તુ કે ભાઈ ધારો કે ભાઈ નેશનલ હાઇવે છે ને એક એક્સ્પ્રેસ હાઇવે છે તો એ પ્રમાણે શું છે કે કોઈને ભાઈ સમયસર પહોંચવું હોય તો બાય રેલવે સુધી જ કરી શકે છે એમાં ટ્રેનમાં વધુ ઝડપી પહોંચી શકાય અને કઈક કોઇક વાર બસ તો કે ભાઈ એ પ્રમાણે રસ્તા અલગ અલગ કરેલા છે જેને જે વિકલ્પ સારો લાગે